હા ઋઢિગત માનસિકતા અનુસાર નાનપણથી છોકરીઓ ઢીંગલી ઢીંગલાથી રમે ઘરવખરીના સાધનોથી રમે જે રસોઈ બનાવવામાં કામ લાગે છે અને છોકરાઓ દડો બંદુક વગેરે જેવાથી રમે છે પરંતુ હાલના આધુનિક સમયમાં છોકરા અને છોકરી વચ્ચે કોઈ પણ આવો ફરફ રહ્યો નથી એટલે કે છોકરા અને છોકરીઓ એક સમાન જ છે પહેલેથી માનવામાં આવે છે કે છોકરીઓ જ રસોડું સંભાળે ઘર વખરીનું બધું છોકરીઓ ચાલવ ચલાવે અને છો પુરુષો એટલે છોકરાઓ ઘર ચલાવે પરંતુ હાલમાં આપણે જોઈએ તો રમતગમત ક્ષેત્રે પણ છોકરીઓ અને છોકરાઓ એકસમાન છે આપણા દેશ માટે જેટલા મેડલ જેટલા ગોલ્ડ મેડલ છોકરીઓ લાવે છે એટલા છોકરાઓ પણ લાવે છે તે ઉપરાંત જ જો રસોઈમાં કહીએ તો એવું નથી કે છોકરીઓ જ ખાલી રસોઈ બનાવે છોકરાઓ પણ સારા રસોઈયા હોય છે જેમ કે ઉદાહરણ તરીકે શેફ સંજય તે પણ આજે તેમના ર રસોઈ માટે દેશ વિદેશમાં ખૂબ જ વિખ્યાત છે અને પ્રખ્યાત છે તે એ સૂચવે છે કે છોકરીઓ અને છોકરાઓમાં કંઈ તફાવત નથી છોકરાઓ પણ રસોઈ કરી શકે છે છોકરીઓ પણ રસોઈ કરી શકે છે અને રમતગમતમાં છોકરાઓ પણ ભાગ લઈ શકે છે અને છોકરીઓ પણ ગોલ્ડ લાવી શકે છે